જો મારા પરિવારમાં કોઈ બીમાર હોય તો હું સૌથી પહેલાં અલગ અલગ વાનગીઓ જે આવે છે જે એમના સ્વાસ્થ્ય માટે જરૂરી છે એ બનાવું તો જેમ કે ખીચડી છે ખીચડી છે પછી સાદો મોરૈયો છે રાબ છે પછી કઢી છે જે ગરમ ગરમ બનાવવામાં આવે છે દલીયા છે દલીયા જે બાળકો માટે જરૂરી છે પછી સલાડ છે જ્યૂસ છે ફળોનું જે જ્યુસ આવે છે પછી શાકભાજી જે છે એને બાફી અને એનો જે રસ બનાવવામાં આવે છે તો આવી અલગ અલગ જે વાનગીઓ હોય છે એ આપણા ઘરમાં કોઈ બીમાર પડતું હોય છે ત્યારે એને બનાવીને ખવડાવવામાં આવે છે ઢીલી ઢીલી ખીચડી જેને કહેવાય સાંજના ટાઈમે આપે છે દૂધની અંદર કઢી જેને કહેવાય જે જે છાશમાં બનતી હોય છે દલીયા જેને કહેવાય છે કે જે સવારે બાળકોને તમે બીમાર પડી ગયા હોય ગૅસ થઇ ગયો હોય તો એવા ટાઈમે બાળકોને દલીયા બનાવીને આપો તો એનાં પેટ માટે સૌથી સારું હોય છે કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે અથવા બીમાર છે તો એવા ટાઈમે એમને તમે શું કહેવાય મોરૈયો બનાવીને આપી શકો છો એની સાથે સાથે તમે એક જ્યૂસ પણ બનાવીને આપી શકો છો જે ફળોમાંથી બને છે જે એ ખૂબ જ શું કહેવાય પૌષ્ટિક હોય છે જે શરીરને એકદમ વિટામિન્સ એ સી ઈ બી બધું જ વિટામિન્સ એ ફ્રૂટ્સની અંદર મળે છે શાકભાજીઓ હોય છે ઘણા બધા એવા કે જેનો રસ બની શકે છે અથવા જેને બાફી અને એનો રસ બનાવીને પણ તમે પી શકો છો પાલકનો જે સૂપ છે એ પણ તમે બનાવી શકો છો ગરમ ગરમ પાલકનો સૂપ છે તો ઘણા બધા એવા પ્રકારના સૂપ છે કે જે તમે બીમાર પડતા હોય ત્યારે તમે સવાર સવારમાં લઇ શકો છો તમે જ્યૂસ લઇ શકો છો જ્યૂસ છે તમે ગ્રીન ટી લઇ શકો છો કે જે બીમાર પડતો હોય વ્યક્તિ ત્યારે એના શરીરની અંદર આ બધા જે પૌષ્ટિક તત્ત્વો છે એ ઓછાં થઇ જાય છે તો આવાં ટાઇમે આવી વાનગીઓ બનાવવાથી એમને પૌષ્ટિક આ આહાર જેવું પણ મળે છે એમના શરીરને પણ સારું એવું પૌષ્ટિક તત્ત્વો મળી રહે છે